ઘોડે સવારી માટે સૌપ્રથમ કે જ્યારે મારા નાનપણના મિત્રો કે જેમના કૂળ પરંપરામાં એમના કુટુંબોમાં ઘોડાઓ રાખવામાં આવે છે એટલે નાનપણથી જ મને ઘોડાઓ સાથે સારો એવો સંબંધ રહ્યો છે અને ત્યારથી જ મને ઘોડાઓનું સારું એવું આકર્ષણ હતું અને અવાર નવાર હું મારા મિત્રોના ઘોડાઓ સાથે રમવા માટે એની સવારી કરવા માટે જતો હતો એટલે ઘોડાઓ સાથે મને સારું એવું નાનપણથી આકર્ષણ છે ત્યારબાદ કે જ્યારે મેં સમજવા જેવી ઉંમર મારી થઈ ત્યારે મેં ઇતિહાસના પાનાઓમાં ક્યાંકને ક્યાંક ઘોડાઓની જે ભૂમિકાઓ જે ઘોડાઓ ભજવી છે આપણાં ભારતીય યુદ્ધોમાં પણ કહે જે ઘોડાઓએ ભૂમિકા ભજવી છે જેમકે આપણે જ જોઈએ તો શિવાજીનું ઘોડો કે એની યુદ્ધોમાં શું ભૂમિકા હતી ત્યારબાદ જોઈએ તો કે મહારાણા પ્રતાપનો જે ચેતક નામનો ઘોડો છે એની શું ભૂમિકા હતી તો કે માણસના એક સાચા મોટા યોદ્ધા કરતાં પણ એ ઘોડાનું કેટલું મહાત્મ્ય છે યુદ્ધમાં તો કહે એ ઘોડાએ શું યુદ્ધમાં એની ભૂમિકા ભજવી છે કે એ કેટલું એનું મહત્ત્વ હતું તો એ બધી વસ્તુઓ ધીમે ધીમે ધીમે વાંચનમાં આવી ક્યાંકને ક્યાંક રેફરન્સ આવી સંદર્ભોમાં આવી કે વાંચી અને એ બધી ઘટનાઓને લાગણીથી સમજી ત્યારે એમ થોડું આકર્ષણને થોડો વેગ મળ્યો કે નાનપણથી તો એક તો ઘોડાઓ પ્રત્યેનું આકર્ષણ તો હતું જ કે આગળ જતાં પણ વાંચનથી એ એ આકર્ષણને વેગ મળ્યો અને આ બધી વસ્તુઓ ક્યાંકને ક્યાંક મને પ્રેરિત રાખે છે એ ઘોડાઓ પ્રત્યે સારો એવો સંબધ રાખવા માટે